હા હું યુટ્યુબ પર ઘણી બધી ચેનલ્સ જે ઇન્ફોર્મેશન આપતી હોય એને મને એ ચેનલ્સ મને જોવી ગમે છે એક્ઝામ્પલ આપું ઉદાહરણ આપું તો રણવીર અલ્હાબાદિયા કરીને એક ચેનલ છે એ મને જોવી ગમે છે એના પોડકાસ્ટ હું બહુ સાંભળતો હોઉં છું અને એના સિવાય બીજી ઘણી બધી ચેનલ્સ છે જે જેવી મતલબ મોટાં મોટાં બધાં બિઝનેસ જે બધાં બન્યાં હોય એનું એક એમને પોતાના બિઝનેસ કઈ રીતે મોટા બનાવ્યા હોય એ સમજાવતાં ઘણાં બધાં વિડિયોઝ હોય છે ઘણી ઘણી ચેનલો હોય છે હું એબી દેખતો હોઉં છું અને મારી ભાષા ગુજરાતી ભાષા સિવાય અન્ય ભાષા જેમકે હિન્દી છે અથવા ઇંગ્લિશ છે એમાં મને પિકચરો અથવા સીરિઝ દેખવી બહુ ગમે છે અને હું દેખતો રહું છું એ વારે ઘડીએ